હા રાજારાણી ઓટોમાંથી વાત કરો હા ઓકે ઓકે આ તમારું ફેમસ છે અહિયા રાજકોટમાં રાજારાણી ઓટો કરીને એ અમે રેટિંગ તમારા જોયા એટલે મેં તમને ફોન કર્યો હવે મારે છે ને કાર મારી છે હવે એમાં બે ત્રણ વસ્તુ મારે કરાવાનું છે ઓઈલ એક તો છે ચેક કરવાનું છે અને તમે કોણ વાત કરો ફારૂકભાઈ વાત કરો ઓકે ઓકે તમે ઓનર છો ને ઓકે તો ફારૂકભાઈ આપડે છે ને ઓઈલ ચેક કરાવાનું છે પછી આપડું છે ને એક પાર્કીંગ લાઈટ છે એ નથી ચાલતી એ કરવાની છે પ્લસ અમારે વોટર એટલે વોશ કરાવાનુ છે હા બરાબર હા મારી ગાડી સ્વીફ્ટ ડિઝાયર ઓકે બરોબર હા હા હા હા હા હા હા બરોબર બરોબર બરાબર બરાબર હા હા પણ તમે હવા પાણી ચેક કરાવામાં મારી હવા પાણી ઢીલી નઈ કરી નાખતા કારણકે ગયા વખતે અમે લોકો એ ગેરેજમાં ગયા તા ત્યાં એ લોકો કીધું કે ચલ બે પાચ હજાર ખર્ચો થશે સીધો બાર તેર હજાર રૂપિયાનો ખર્ચો કરી નાઈખો તો એટલે એવું પ્લીઝ નઈ કરતાં સર્વિસ ફૂલ કરાઉ એમ કરીને એટલે મારે છે ને અમુક વસ્તુ એટલે હું તમને ગણાવિયું અલગ અલગ કે ભાઈ આટલું આટલું કરજો કારણકે પછી સર્વિસ યાર તમે કરીને પછી આખી ફૂલ સર્વિસ એમ કોને પછી મારો ખર્ચો દસ પંદર હજાર થઈ જાય એ પછી યાર મને થોડી તકલીફ આવે એમ બરાબર ને

બરાબર હમ્મ હમ્મ હમ્મ બરાબર સર્વિસિંગના અઢી હજાર રૂપિયા ચાર્જ છે

હા પાર્કિંગ લાઈટ હેડ લાઈટ હા હા એનુ શું છે

ઓકે ઓકે ઓકે હા હા બરાબર હમ્મ હમ્મ હમ્મ બરાબર બરાબર હમ્મ હમ્મ અછાં એટલે મને એમ કો કે ભાઈ મને એમ કો કે ઓવર ઓલ કેટલો ખર્ચો થશે એમ મને બજેટ આપો ને એટલે તે પ્રમાણે મને ખ્યાલ આવે આ બધું બે ચાર વસ્તુ મેં તમને કીધું કે ભાઈ કાર વોશ ઓઈલ ચેંજ અને આ જે હેડલાઈટ ચેક કરવાની છે અને બીજું નોર્મલ ચેકિંગ ખાલી કરી લેજો ઓવર ઓલ કેટલું ખર્ચો થશે એમ ઓકે અ બરાબર

બરાબર

બરાબર હા આહા ઓકે ઓકે ઓકે ઓકે

ઓકે ઓકે ઓકે નો પ્રોબ્લેમ નો પ્રોબ્લેમ ઓકે ઓકે હમ્મ સારુ સારુ ચાલો તો હું છે ને અત્યારે હા ઓકે ઓકે હું અત્યારે ફટાફટ મારે નિકળવાનું છે એક મીટિંગમાં તો હું છે ને મારા ડ્રાઈવરને મોકલી આપીશ એ પ્રમાણે એને બિલ થોડું મોકલીને ઓલું કરીને એ પ્રમાણે કરી દેજો બરાબર હેને ઓકે ગાડી હું કાલે સવારે મોકલાઈ દઉં કાલે સવારે મને ઓફિસ પર મૂકી દેશે ડ્રાઈવર અને પછી ઓફિસ એટલે સાંજ સુધીમાં આપડી પાછી મળી જશે ને હું છ સાત વાગ્યે છૂટી જઈશ

અરે દસ વાગ્યે દસ વાગ્યે હું દસ વાગ્યે ઓફિસ ઉપર ઉતરી અને ઓફિસથી મારો ડ્રાઇવર જોડે ગાડી ત્યાં મોકલાઈ દઈશ એટલે તમે પાંચે એક વાગ્યા જેવું મને ગાડી આપી દેજો એટલે મારો ડ્રાઈવર ને હું કઈશ કે ત્યાં જ બેસે એટલે ત્યાં જ એને થોડું ડ્રાઈવરને થોડો ચા નાસ્તો થોડો કરાવજો બીજું શું બરાબર ને ઓકે ચાલો ચાલો ચાલો ઓકે ઓકે મળીએ હા જી જી